યુએફઓ અને પરગ્રહવાસીઓની વાત કરીએ તો અ હું માનું છું કે અ બીજા ગ્રહ પર આવું જીવન હોઇ શકે છે અને અત્યાર સુધી તો ડિસ્કવર થયું નથી પણ આવતા વર્ષોની વાત કરીએ તો આવું બની શકે છે કે પરગ્રહવાસીઓ યૂએફઓ જેવું સાધન ઉપયોગ કરીને પૃથ્વી પર આવી શકે છે અને અત્યાર સુધી તો મેં આવી વસ્તુઓ જોઈ નથી પણ મેં આ બધી વસ્તુઓ ચલચિત્રોમાં જોઈ છે જે એમાં એવી રીતે દર્શાવવામાં આયુ છે કે એમનું માણસોનાં જીવન જેવું એક જીવન હોય છે માણસો જેવી રીતે જીવન ટકાવવા માટે જે વસ્તુઓ કરે છે બરાબર ખાવાનું પીવાનું એવી રીતે એ પણ હોઈ શકે કે એ પણ એવી રીતે જીવતા હોય અને આવતા લાઇક આવતા દિવસોમાં એ પણ પૃથ્વી પર આવી શકે છે